હાલ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરતા કર્મચારીઓ માટે એ પીએફ ખાતું ખોલાવાનું હોય છે જેના માટે ઈપીએફઓ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે ઈપીએફઓ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ કર્મચારીને એક યુ એ એન નંબર ફાળવવામાં આવે છે આ યુ એ એન નંબર પરથી તેઓ તેમના ખાતાની તમામ જાણકારી મેળવી શકે છે જો કર્મચારીને નોકરી બદલવાની થાય તો તેઓને ઇ પીએ ઈપીએફનું ખાતું તેનું તે જ રહે છે તેને ફરીથી ખોલાવાનું રહેતું નથી કર્મચારી જે પણ નવી જગ્યાએ નોકરી બદલે છે તે જગ્યાએ તેમને યુ એએન નંબર ટ્રાન્સફર કરી આપવામાં આવે છે તેમનું ઈપીએફ ફંડ કે તે જ નવી કંપનીમાં ટ્રાન્સફર થઈ જાય છે આ માટે જરૂરી દસ્તાવેજો ઈપીએફઓની ઈપીએફઓના પોર્ટલ પર સબમિટ કરીને તેઓ તેમનું ખાતું અપડેટ કરી શકે છે